ના અમે તો ક્યારેય પણ આવો અનુભવ કર્યો નથી પણ બીજાના મોઢે સાંભળેલો છે કે જેને જે અનુભવ થયેલો છે તેમની સાથે વાતચીત કરેલી તો જાણવા મળ્યું કે થોડા તે પૈસે ટકે સુખી હતા પણ પૈસે ટકે નહીં પણ એના દેખાવને લીધે એને કે એના જે આપણે કહીએ હાવભાવને લીધે એને કોઈ જાતની મદદ મળી નહોતી કે એને તરત જ જે જગ્યાએ ગયો ત્યાં આગળ એને વેલકમ કરવામાં આવે એટલે સ્વાગત કરવામાં આવે કે એમને કાંઈ રૂમ જોઈએ છે આ હોટલમાં રહેવું છે કે આ ધરમ શાળામાં રહેવું છે કે તેમને આપવામાં આવે તો અમુક જગ્યાએ તો એવું છે કે પોતાની જાતિના જ ધરમ શાળામાં રહી શકે બીજા કોઈ ન રહી શકે તો જે એને એવો વરસાદનો ટાઈમ હતો તે છતાં બી કોઈ જગ્યાએ કોઈ ધરમ શાળામાં કે અને રૂમ આપવામાં આવેલો ન હતો તેને ત્યાંથી ઘણી જગ્યાએ ઘણી હોટલોમાં આગળ જવું પડ્યું હતું કે જે તેને જગ્યા મળે અને ત્યાં આગળ એ રાત એક રાત માટે બી રહી શકે તે માટે એણે ખૂબ પ્રયત્ન કરેલા હતા તો એનો અનુભવ ખૂબ કડવો રહ્યો હતો કે ટ્રેનમાંથી જે એને ચાર પાંચ કલાક પછી બી રૂમ નહીં મળતા એને જે રીતનો આ ખરાબ અનુભવ થએલો હતો તે એકદમ આપણા માણસાઈ બહારનો હતો કે જ્ઞાતી જાતિ જોયા વગર જો એને વરસાદ પાણી હવામાન એના અનુસરીને એને જો એક રૂમ આપી દીધો હોત કોઈ બી સમાજવાળાએ કે કોઈ બી હોટલવાળાએ તો ઘણું સારું કાર્ય થઈ શકતું હતું એની માટે